કેમ છો હું પ્રિયા ઝવેરી હું હમણાં જ નવસારીથી સુરત આવી છું સ્થળાંતર થઈ છું તો મારે મારા પસપોર્ટમાં સરનામું બદલવાનું છે હવે નવું સરનામાં માટે મારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે કયા દસ્તાવેજોની જરૂર પડશે એના વિશે હું માહિતી મેળવવા માગું છું અને પાસપોટ સેવામાં મારે ત્યાં ઓફિસ જઈ અને શું કરવાનું છે એના વિશે માહિતી મેળવવા માગું છું

એના પૈસા કેટલા થશે અને તમારા સિવાય મારી પાસે એક ફોટો છે અને આધાર કાર્ડની ઝેરોક્ષ અને મારા લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ તમે મંગાવી હતી તો હવે બીજા કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય તો એના વિશે મને કહો